મારૂં જૂનું એડ્રેસ નવાં બસસ્ટેન્ડ પાછળ ડી ફાઇવ મકાન નંબર છે અને હાલ હું અહીંયા નવાં ઘરે રહું છું જે બાકરોલ સાઈડ આવી રહ્યું છે બાકરોલ નવાં બસસ્ટેન્ડ પાછળ સીધું સિદ્ધાર્થ સોસાયટી તો મને નવું એડ્રેસ અપડેટ કરી આપવા વિનંતી